મારા વિસ્તારના લોકો માટે જેમને રમતગમત દરમિયાન ઇજાગ્રસ્ત કે આકસ્મિક દુર્ઘટનાનો ભોગ બન્યા હોય તેમની સ્વાસ્થ્ય ફરી સુધારવા માટે કેટલીક સુવિધાનો ઉપલબ્ધ છે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક સારવારની સુવિધા ઉપલબ્ધ છે એકસો આઠ એંબ્યુલન્સ સેવા દરેક સમયે ઉપલબ્ધ છે અને આકસ્મિક ચોટ માટે પ્રાથમિક સારવાર પૂરી પાડે છે ગ્રામીણ વિસ્તારોમાં આવા મુખ્ય આરોગ્ય કેન્દ્રને સબસેન્ટરો છે જે મુખ્ય ચોટ માટે તાત્કાલિક સારવાર પૂરી પાડે છે તેમજ આરોગ્ય મેળા અને કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેનાથી લોકો ફ્રી ચેકઅપ અને મેડિકલની મદદ મેળવી શકે છે કચેરી અને શહેરોમાં પણ નાનાં નાનાં ક્લિનિક્સ અને ફીઝીઓથેરાપી સેન્ટર છે જે ઇજાગ્રસ્ત લોકો માટે પુન પ્રાપ્તિ સારવાર આપે છે આ સુવિધાઓનો લાભ લઈને લોકો ઝડપથી સ્વાસ્થ્ય બનાવી શકે છે